પ્રાણીઓને અસરકારક રીતે પરિવહન કરવા માટે સૌથી પહેલાં તો તેમની સલામતી અને સુખાકારીની ખાતરી કરવી જોઈએ અને તેમને ચડવામાં તકલીફ નહીં પડે ઉતરવામાં તકલીફ નહીં પડે એવું હોવું જોઈએ લાંબુ ટ્રાવેલિંગ હોય તો તેમને ચડવા ઉતરવા તથા રસ્તામાં આરામ કરવાની સુવિધા કરવી જોઈએ ખાવાની સુવિધા પાણીની સુવિધા કરવી જોઈએ જો પ્રાણીઓને ચડવા અને ઉતરવામાં તકલીફ પડે અને ટ્રાન્સપોટેશન લાંબુ હોય તો એમને સ્ટ્રેસ આવી જાય છે અને તેમની માનસિક સ્થતિ બગડી શકે છે એવું કરવાથી પ્રાણીને પણ નુકસાન થાય છે અને તેનાથી ઉપયોગમાં લેવાતાં કામમાં પણ જોઈએ તેવો ફાયદો મળતો નથી એમ ઘણી ગાડીઓ એવી હોય છે કે જેમાં પ્રાણીને પૂરતી ઊભી રેવા માટે જગ્યા પણ હોતી નથી અને ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે આવું કરવું નહીં જોઈએ આવું કરવાથી પ્રાણીઓને તકલીફ પડે છે અને તેમને કોઈ હલનચલન કરવામાં તકલીફ પડે અને રસ્તામાં ખાડા ટેકરા આવે તો તેમને કોઈ ઈજા પણ થઈ શકે છે આવું તો કરવું નઈ જોઈએ અને પ્રાણીઓ એ એક જીવ છે આપણે એને સારી રીતે નહીં લઈ જઈ શકીએ તો તેઓ તણાવમાં આવી જાય છે અને તેઓ આગળ કોઈ રીતે ઉપયોગમાં આવી શકે તેવું નથી રહેતું તેથી આપણે ખેડૂતો અને તેમના પશુઓને પ્રક્રિયાના સ્થળે સલામતી અને સારી રીતે પહોંચાડવામાં આવે તેની ખાતરી કરવી જોઈએ